હું મારા બગીચામાં જે છોડ મેં ઉગાડ્યા છે તેને હું પહેલેથી મતલબ જ્યારે એને પ્લાન્ટમાંથી કન્વર્ટ થયા છોડમાં મોટા થયા ત્યારથી એને સાથે બહુ સારી એવી લાગણીઓ જોડાયેલી છે અને તે વૃક્ષો બનીને આપણને ઓક્સિજન ને એવું બધું આપે છે તો એના માટે બહુ સારી લાગણીઓ છે વૃક્ષની હોવું જોઈએ તેનાથી આપણને બહુ ફાયદો થાય છે એનાથી પેપરને એવું બધું બને છે અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વસ્તુ તો ઓક્સિજન જ છે જે આપણે સારું આપણી આજુબાજુ લઈ શકીએ એટલા માટે વૃક્ષ સાથે બહુ જ લાગણીઓ જોડાયેલી છે મારું આ મંતવ્ય છે